ગુજરાતમાં વિવિધ પ્રકારનાં સમુદાય છે ઘણા બધા પ્રકારની કુળ છે જ્ઞાતિઓ છે દાખલા તરીકે બ્રાહ્મણ પટેલ સોની વાણિયા જૈન વાણિયા પછી લુહાણા મુસ્લિમ લોકો આ તે બધા અલગ અલગ સમુદાય છે અને તેમાંથી મુખ્ય સમુદાય તરીકે વાત કરીએ તો બ્રાહ્મણ કુળનાં લોકો હોય છે પછી વણિક જ્ઞાતિનાં લોકો હોય છે વણિક કુળનાં પટેલ કુળનાં લોકો હોય છે આ બધાં છે એ આમ જનરલમાં આવે છે જે કે ભાઈ જે લોકો સૌથી વધારે અસ્તિત્વ ધરાવે છે પોતાનું ગુજરાતમાં વધારે પડતાં આ લોકો જ જોવા મળે છે પણ એમાં પણ એવું હોય છે કે એ લોકો અંદરો અંદર ભાઈ કઈ રીતે વાતચીત કરે છે સહઅસ્તિત્વ કઈ રીતે પોતાનું ટકાવી રાખે છે ને ધરાવે છે સહઅસ્તિત્વ ધરાવવું અને ટકાવી રાખવું એ બંને બાબત આપણે જો જોવા જઈએ ખૂબ જ અલગ પડી જાય સહઅસ્તિત્વ ધરાવવું અને સહઅસ્તિત્વ ટકાવી રાખવું એ બંને બાબતમાં ઘણો બધો ફેર છે જમીન આસમાનનો ફેર છે તો જો આપણે વાત કરીએ કે ભાઈ વિવિધ સમુદાયો વચ્ચેની વાતચીત કે ભાઈ એ લોકો કઈ રીતે વાતચીત કરે છે તો એમાં કંઇ ખાસો ફરક નથી હોતો પછી તો ભાઈ જેવી જેની માનસિકતા પણ વધારે પડતાં લોકો એવું જ વિચારે છે કે તે આ કુળ ને એ બધુ ઠીક છે કે પોતાનું સહઅસ્તિત્વ ટકાવી રાખવાં માટેનું આ જે છે એ એક સાધન છે ટૂંકમાં એવી બાબત છે પણ બધા અંતે છે તો મનુષ્ય જ ભગવાનનાં જ સંતાનો છે એ બધાં લોકો છે તો તેમાં સૌથી વધારે આપણે વાતચીતમાં જોઈએ તો બ્રાહ્મણ કુળનાં લોકો પટેલ કુળનાં લોકો અને વણિક કુળનાં લોકો એ ત્રણ જ્ઞાતિનાં લોકો છે તે સૌથી વધારે એક બીજા સાથે વાતચીતમાં ટૂંકમાં સારાં હોય છે એટલે કહી શકીએ કે એ લોકોને સૌથી વધારે બનતું હોય છે પાડોશમાં પણ તમે જુઓ તો એ રીતે જ હશે સામાન્ય રીતે કે ભાઈ એક બ્રાહ્મણ કુળનાં એક વાણિયા જ્ઞાતિનાં તો એક સોની વાણિયા ક્યારેક જૈન વાણિયા અને ક્યારેક પટેલ પટેલ અને બ્રાહ્મણનું છે જે હોય છે એ વધારે પડતું હોય છે અને લુહાણા આ આટલી જ્ઞાતિ છે એ આમ જોઈએ તો આ વાતચીત બાબતે એને સહઅસ્તિત્વ ધરાવવાં બાબતે અથવા તો ટકાવવાં બાબતે મુખ્ય આવે છે અને એમાં પણ જો આપણે તે લોકોનાં સહઅસ્તિત્વ ધરાવવાની વાત કરીએ ટકાવવાં બાબતની તો એ લોકોની અલગ અલગ પરંપરાઓ તહેવારો પ્રમાણે દાખલા તરીકે આપણે જોઈએ તો ભાઈ બ્રાહ્મણ જ્ઞાતિનાં લોકો છે તેને સૌથી વધારે ચોક્કસપણે હોવાનું ભગવાનમાંથી જો માન્યતા ધરાવવાનું વાત કરીએ તો એ પહેલાં મહાદેવ આવે પછી જો આપણે આહિર સમાજ વૈષ્ણવ વાણિયાની વાત કરીએ તો તેમાં ભાઈ કૃષ્ણ ભગવાન છે તે લોકો હવેલીમાં ખૂબ જ માને હિંડોળાનાં દર્શન શયન દર્શન છે પછી તેમાં જે અલગ અલગ પ્રકારનાં જે દર્શન આવે છે એ બધી બાબતમાં જોઈએ તો વૈષ્ણવ વાણિયા અને પટેલ લોકો પછી આહિર જ્ઞાતિનાં લોકો એ બધાં આ રીતે પોતપોતાનાં સમુદાયનું છે એ અસ્તિત્વ ધરાવે છે ત્યાર બાદ વાત સહઅસ્તિત્વ ધરાવવાની વાતચીતમાં વાત કરીએ તો જે સિંધી સમુદાયનાં લોકો હોય છે તે લોકો પોતાના જે હોય છે ભાઈ ઝૂલેલાલ ભગવાન તરીકે જે ને એ લોકોનાં ભગવાન છે ટૂંકમાં એ તો એ લોકો એ રીત એનાં એ તહેવાર ઉજવે છે ગુડી પડવો છે પછી એ લોકોનું જે આપણે જેમ મોશ્ટલી બધા ભારતીઓ માટે છે નવું વર્ષ એટલે કે જે દિવાળી પછીનો જે તહેવાર આવે બેસતું વર્ષ એ હોય છે જ્યારે જૈન વાણિયા લોકો માટે સંવત્સરી હોય છે એ એમનું નવું વર્ષ હોય છે તો આ બધી અમુક બાબતો છે કે જે એ લોકોનાં સમુદાય બાબતે અલગ અલગ પડી જાય છે અને તે લોકો તે બધાં પોતાના સમુદાયનું જે પરંપરાઓ છે જે બધી ચાલતી હોય છે રીતિ રિવાજો વિધિ આ બધું તે એ બધું સરખેથી નિભાવીને પૂરું કરીને પોતાનું સહઅસ્તિત્વ ધરાવે છે અને સૌથી વધારે ટકાવે છે